અરે હું ઉબેર બૂક કરવા માટે બોલું છું મારી ફૅમિલીને લઇને જેસલમેર જવું છે રાજસ્થાન ડિસ્ટ્રિક્ટ એટલે ઓલા ઉબેર કરવી છે દશ દિવસ પછી પંદરથી દશ દિવસ માટે હા સત્તર લોકો છે હા સાહેબ તો એ વાંધો નહીં એ બી ચાલશે હા ઓકે સર દશથી પંદર દિવસ જેસલમેર રાજસ્થાન ડિસ્ટ્રિક્ટ

તમારી જોડે મિનિ બસની સેવા ઉપલબ્ધ છે

હા તો મિનિ બસ બૂક કરી દો પર ડે પર ડે હા હા ડ્રાઇવર સાથે હોં

કંઈ કમ નહીં થાય ઍક્ચુઅલિ હું તમારો રૅગ્યુલર ગ્રાહક છું એટલે કે ડિસ્કાઉન્ટ મળશે મને સારી અને સારો ડ્રાઈવર અને મિનિ બસ અને સસ્તું જોઈએ છે મને ઓકે તો ડ્રાઈવરનો ખાવા પીવાનો ખર્ચો બરાબર બરાબર ઓકે ઓકે તો પેમેન્ટ ઑનલાઈન રહેશે કે તમને મળીને કૅશ મલ કૅશ આપવા પડશે ઓકે હા તો હું તમને મળીને આપું કે ઓકે તો વાંધો નહીં તમારું ઍડ્રેસ ઓકે થૅંક યુ